દોડ એટલે કે રનિંગ એક મારા શોખ તરીકે સ્થાપિત થયો એની પ્રેરણા મળવાનું મને મુખ્ય જે માધ્યમ છે એ મારું સેકન્ડરી લેવલના શિક્ષણની નો જે સમયગાળો હતો એ સમયગાળાના સંદર્ભમાં હું મૂકવાનું પ્રયત્ન કરીશ માધ્યમિક શાળામાં મારા પ્રિન્સિપલ તરીકે શ્રી મંગળ ભાઈ પટેલ સાહેબ હતા અમારી પ્રાર્થનામાં એ મોટા ભાગે મોટા ભાગે કેટલાક પ્રવચનો આપતા અને એ પ્રવચનો દરમિયાન એમણે એક વાત એવા પ્રકારની મૂકી હતી કે આપણે આપણા શરીર માટે સમય કાઢવો જોઈએ ઉમરની અંતર્ગત ચાલવું કે દોડવું એ પ્રકારની કસરત કરવાથી કંઈક અંશે લાંબા ગાળે આપણાં શરીર ઉપર એની ખૂબ હકારાત્મક અસરો આવે છે શારીરિક ક્ષમતા પણ પેદા થાય છે અને એ મંગળભાઈ પટેલના કહેલાં શબ્દો પછી લગભગ લગભગ વોકિંગ અને દોડવું એ લગભગ લગભગ એ મારા જીવનનો એક ભાગ બની ગયો એમ કહું તો કદાચ એ અતિશયોક્તિ નહીં કહેવાય ખાસ કરીને ઓગણીસો પંચ્યાસી સેસીયાસી કંઈક અંશે આ દોડ આ રનિંગની જે મારી પ્રક્રિયા છે અવિરત પણે ચાલું રહી છે નિયમિત સવાર પડે પ્રાથમિક કામગીરીને બાદ કરી ફ્રેશ થઈને નિયમિત પણે હું આજે પણ છેલ્લા લગભગ લગભગ ચોત્રીસ પાંત્રીસ વર્ષથી નિયમિત પણે હું સવારે ત્રીસ મિનિટનું રનિંગ અને દસ મિનિટની એક્સરસાઈજ કરી રહ્યો છું અને કોઈ વીશેષ પ્રકારની સિદ્ધિની વાત મેં આમાં પ્રાપ્ત કરી છે એવો મારો કોઈ દાવો નથી કે એવા પ્રકારની કોઈ વિશિષ્ટ પ્રકારનું કોઈ એવોર્ડ્સ મેળવ્યો હોય એવી બાબત પણ નથી પરંતુ આ નિયમિતતાના કારણસર લગભગ લગભગ મેં આજે મારી ઉમર પંચાવન વર્ષની થઈ છે પણ મને કોઈપણ પ્રકારના ગંભીર કહી શકાય એવા પ્રકારના કોઈ શારીરિક રોગ કે ડાયાબિટીસ બીપી કે એ પ્રકારના કોઈપણ પ્રકારના ડિસિસ થી હું પ્રમાણમાં દૂર રહી શક્યો છું વ્યક્તિગત રીતે મારી શારીરિક તાકાતના સંદર્ભમાં શારીરિક કહું તો આજે પણ મને ચાલવું કે દોડવું એ મારા માટે એક જીવનનો ભાગ બની ગયો છે ક્યારેય મેં એની બાબતમાં આળસ કરી નથી અને એથી આગળ વધીને એવું કહી શકાય કે સામાજિક કારણોસર ધાર્મિક કારણોસર કે અન્ય કોઈ કારણોસર માની લો કે આવા નિયમિત કરવામાં આવતા સવારના રનીંગના કામમાં ક્યાંક હું એ ન કરી શક્યો હોય તો પૂરા દિવસે ક્યાંક મને એવું ફિલ થાય કે આજે કંઈક આપણે ગુમાવી રહ્યાં છીએ એટલે રનિંગ વોકિંગ અને જો તમને સ્વિમિંગ આવડતું હોય તો આ બધી જે પ્રક્રિયાઓ છે લાંબા ગાળે આપણા શરીર માટે એક મહત્વની દવા સાબિત થાય છે દોડ એ એવા પ્રકારનું માધ્યમ છે કે જેમાં કોઈપણ પ્રકારનું આર્થિક રોકાણ કર્યા સિવાય ખૂબ સારા સારા પ્રકારનું શારીરિક ક્ષમતાનું જ વળતર કહેવાય એ વળતર આપણને પ્રાપ્ત થતું હોય છે એટલે એવું કહી શકાય કે દોડ એ જીવનમાં શોખ રૂપે વ્યવસાય રૂપે સ્થાપિત કરી શકાય તે પણ સારી બાબત છે કારણ કે અર્થ સિવાય ઉપાર્જન નથી પણ દરેક લોકોને દોડના અંતે કોઈક પ્રકારનું અર્થ પ્રાપ્ત થશે એવું નહીં બને અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો દોડને એક શોખ તરીકે દોડને એક વ્યાયામ તરીકે દોડને એક શરીરની સક્ષમતાના માધ્યમ તરીકે જો આપણે લેવાનો પ્રયત્ન કરીશું તો મને લાગે છે કે એમાં કંઈ બહુ ગુમાવવાનું નથી એટલે સારી શારીરિક શક્તિ પ્રાપ્ત કરવાનું માધ્યમ એ દોડ છે એવું હું વ્યક્તિગત રીતે માનું છું